ગુજરાતના વેપાર ક્ષેત્રની વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે ભાઈ ગુજરાત બરાબર છે પણ ઈન્ડિયા ઇસ ડેવલોપીંગ કંટ્રી ભારત એક વિકસિત નહીં વિકાસશીલ દેશ છે એટલે કે ભારતમાં પણ આજની તારીખે ટૂંકમાં પછાત નથી અને વિકસિત પણ નથી એટલે ડેવલોપમેન્ટની જે પ્રક્રિયા છે હજી સ્ટીલ કંટિન્યૂ છે તો સ્વાભાવિક વાત છે કે ભાઈ ભારતમાં વિકાસ શરૂ હોય તો ગુજરાતમાં પણ વેપાર ક્ષેત્ર છે એ પણ એને વિકાસશીલ જ હશે આજે આપણે જાણીએ છીએ કે આજથી દસ પંદર વર્ષ પહેલાંની વાત કરીએ તો જો વેપાર ક્ષેત્ર છે એ આટલો બધો ડેવલોપ નહોતો આજે આપણે ઘણા બધા ક્ષેત્રો છે પછી તમે એ કૃષિ ક્ષેત્ર લઈ લો પછી શિક્ષણ ક્ષેત્ર લઈ લો ત્યારબાદ ઉદ્યોગો લઈ લો તો આવા ઘણા બધા ક્ષેત્રો છે કે જે ક્ષેત્રે છેલા પંદર વરસમાં કે એવું કહી શકાય કે ગુજરાતે હરણફાળ ભરેલી છે એક આપણે ઉદાહરણ લઈએ તો ગુજરાતનાં આપણે સપોસ ઉત્તર ગુજરાતમાં કોઈ વ્યક્તિ ગઈ હોય આજથી પંદર વર્ષ પહેલાં તમે મહેસાણા બાજુ જાઓ તમે વિરમગામ બાજુ જાઓ તો તમે બેચરાજી બાજુ જાઓ તો એકદમ વિરાન પ્રદેશ હતો થયું એવું કે લગભગ અંદાજિત દસ એક વર્ષ પહેલાં ત્યાં સુઝુકી અને હોન્ડા કંપની છે એના બહુ મોટા મોટા પ્લાન્સ આવ્યા તો આમ ધીમે ધીમે ત્યાં વેપાર ક્ષેત્રનો વિકાસ થયો અને આજે આપણે ત્યાં જઈએ તો આપણને એમ લાગે કે ભાઈ આ પ્રદેશ પહેલાં કેવો હતો ને હવે કેવો થઈ ગયો છે એના લોકોથી લઈ અને તમામ બાબતો આજે ત્યાં એવું હતું કે અમને યાદ છે પંદર વરસ પહેલાં જ્યાં આપણે વિરમગામમાં કે ત્યાં જતા તો આપણને હોટલ જ ના મળતી જમવાની તો કોઈ સારી વ્યવસ્થા જ ના મળતી રહેવાની હોટલ ન મળતી જ્યારે આજે એવું છે કે ત્યાં એ પ્રદેશમાં બેથી ત્રણ તો થ્રી સ્ટાર હોટલ છે અને કેટલી બધા ગેસ્ટ હાઉસ છે કેટલા બધા રૂમ્સ છે ઘણી બધી સારી ફેન્ચાઇસ આવી ગઈ છે ઓનેસ્ટ માંડીને તો આ ભલે આપણે વિચારવામાં સાવ નાની વાત છે પણ આ બધા આ બધું થવાનું કારણ શું તો કે ભાઈ ત્યાં જે હોન્ડાના પ્રોજેક્ટ્સ આવ્યા છે સુઝુકીના પ્રોજેક્ટ્સ આવ્યા છે એમ વેપાર ક્ષેત્રનો જે વિકાસ થયો એને કારણે ન્યાંના લોકોના જે આખી એક લિવિંગ સ્ટાઇલ છે એમાં પણ ફેરફાર થઈ ગયો છે પછી આ તો આ વાત થઈ ઉત્તર ગુજરાતની આ ઉપરાંત આપણે સપોસ દક્ષિણ ગુજરાતમાં જઈએ તો ત્યાં પણ એક અંકલેશ્વર છે દહેજ છે કે જ્યાં ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ ડેવલોપમેન્ટ છે પંદર છેલ્લા દસ પંદર કે વીસ વરસમાં ઇન્ડસ્ટ્રી ક્ષેત્રે છે તો ત્યાં ખૂબ જ વિકાસ થયો છે તો એને કારણે એ એરિયાનો પણ એના લોકોનો લોકોના સામાજિક દરજ્જાનો લોકોના આર્થિક દરજ્જાનો લોકોના મનોવિજ્ઞાનિક દરજ્જાનો ખૂબ જ વિકાસ થયો છે આ બાજુ આપણે વેસ્ટ બાજુ પશ્ચિમ બાજુ આવીએ તો જુનાગઢ છે સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના છે રાજકોટ છે જુનાગઢ છે ઇવન અમરેલી છે પોરબંદર છે આ બધા જ જે જિલ્લાઓ છે અચ્છા ગીર સોમનાથ છે તો આમાં પણ અલગ અલગ ક્ષેત્રે ક્યાંક ને ક્યાંક વેપારનું જે વિકાસ થયો છે એને કારણે સંસ્કૃતિ અને લોકોના દરજ્જા સામાજિક આર્થિક દરજ્જામાં વિકાસ થયો છે ઉદાહરણ તરીકે જોઈએ તો ભાઈ જુનાગઢ જિલ્લો છે તો કૃષિ ક્ષેત્રે આગળ પડતો છે આ ઉપરાંત જુનાગઢ જિલ્લામાં જે ટુરિઝમ છે જુનાગઢ જિલ્લાનું ટુરિઝમ ખૂબ જ પ્રખ્યાત છે કે ગિરનાર છે કે ભારતનું બીજા નંબરનો પર્વત રહે અને અહીંયા આગળ જે રોપવેની ફેસિલિટીઝ ડેવલોપ થઈ છે એને કારણે દર વર્ષે કેટલાય લોકો ગિરનાર ચડવા માટે રોપવે થ્રૂ આવે છે અને એને કારણે આજુબાજુના જે વિસ્તાર છે સાસણગીરમાં પણ એટલા જ પ્રવાસીઓ આવે છે અને સોમનાથમાં પણ એટલા જ પ્રવાસીઓ આવે છે તો આમ એક વેપારનો એક ઉદ્યોગનો વિકાસ થયો ટુરિઝમનો તો એને કારણે કેટલા બધા લોકોના જે જીવનનિર્વાહ છે સરળ બને છે એમ લોકના સામાજિક દરજ્જામાં વિકાસ થાય છે આર્થિક દરજ્જામાં વિકાસ થાય છે સોમનાથમાં ફિશરીસ ઉદ્યોગ ડેવલપ થયો છે તો આ ફિશરીસ ઉદ્યોગના કારણે પણ ખારવા સમાજ છે બરાબર એ લોકોના સામાજિક આર્થિક દરજ્જામાં ખૂબ વિકાસ થયો છે